હમણાં જ મેં કેવડિયા ખાતે વેકેશન હોમ લીધું છે પણ હજુ ત્યાં વીજળીની વ્યવસ્થા બાકી છે લાવ ફોન કરું એમ જી વી સી એલ માં હેલો સર હું નિશિતા બેન વાત કરું છું આ કેવડિયામાં વિહાર બંગલોઝમાં વીજ કનેક્શન ક્યારે જોડાણ થવાનું છે હા મારો બંગલો છે ત્યાં અને હવે વેકેશનમાં અમારે ત્યાં રહેવા આવવું છે થોડા દિવસ તો હું કાલે જ તમારી ઓફિસ પર પહોંચી જાઉં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ઓકે તો હું ઘરનો દસ્તાવેજ વીજ કનેક્શન ફોમ દસ હજાર રૂપિયા અને ફોટો તેમજ આધાર કાર્ડ સાથે કાલે પહોંચી જઈશ હા બાર વાગ્યે આવી જઈશ ત્યાં આવીને મહેશને મળવું છે એમ કહીશ ઓકે સર થેન્ક યુ